હેલો હલોવ હા હલોવ બોલો એ કહું છું કે કેમ ક્યાં ફરી આવ્યા વળી કાશ્મીર બાજુ ગયા હતા ક્યારે આવ્યા પાછા તમે હમ હમ બારેક દિવસ એમ એમ વાતાવરણ કેવું હવે હવે તો બીક જેવું કંઈ રહ્યું નથી ને નહીં ત્યાં હવે તો હોવ સ્વર્ગ સ્વર્ગ સ્વર્ગ જેવી ફીલિંગ આવે હા એ સ્વર્ગ જેવી ફિલિંગ આવે અહીં યાર સાચી વાત છે શું કામ ઘરે જવું ભલું ને હા એજ ને મસ્ત જગ્યા મસ્ત જગ્યા હા જગ્યા ખરેખર મસ્ત છે ત્યાં જોવા જેવું છે ત્યાં સાચી વાત છે હમ અમે હમણાં અમે વિચારતા હતા એ કાશ્મીર સાઈડ તો નહીં હમણાં શું વરસાદનો મોસમ છે તો આ શું આ આપણે આબુ સાઈડ વિચારતા હતા જવાનું નહીં હવે લગભગ તો શુક્ર શનિએ નીકળવાના છીએ આબુ આબુ અંબાજી બે જગ્યાએ જવાના છીએ અહીંયાથી કંઈક છોકરાઓ છે હવે આપણી પોતાની જે ગાડી એટલે ફોર વ્હીલરમાં જઇશું અહીંયાથી અંબાજી અને ત્યાં ટ્રેકિંગ છે ટ્રેકિંગ બ્રેકિંગ કરી અને ત્યાંથી જઇશું આબુ આબુમાં કંઈક છે એક જગ્યા ત્યાં આપણને એ લોકો ટ્રેકિંગ કરાવડાવે એમ કંઈક કંઈક સમથિંગ રૂપિયા લે એ અગિયારસો કંઈક સમથિંગ આટલા રૂપિયા એ લે એ રૂપિયા અને આપણને ત્યાં પેલા ટ્રેકિંગ પછી ખાવા પીવાનું પછી નાઇટ કેમ્પિંગ કરાવે એ લોકો રાતના જંગલની અંદર કેમ્પની અંદર સૂવાનું ખતરનાક એક્સપિરિયન્સ આવે એ બધું જે એક કહેતા હતા પેકેજ છે આવું અમને રિટર્ન અમે પાછા વિચારીએ છીએ લગભગ કાં ઉવાંથી ઉપર સાઈડ વિચાર છે કે જઈએ ક્યાંક કેદારનાથ સાઈડ જવાનું હોય ગાડીથી વિચાર કરીએ છીએ અહીંયા હવે ક્યાંય નીકળાય હવે હમણાં હવે સીઝન છે ફરવા જેવી જ છે બધે હમણાં વરસાદ હોય ને તો ડુંગરવાળાને એ જગ્યાએ ડુંગરાળ પ્રદેશમાં ફરવાની મજા આવે આ મહારાષ્ટ્રની અંદરેય જે મોટા મોટા જે છે આપણે ને છે એ બધા ઉપર ને એ બધી જગ્યાએ આમ વરસાદની સીઝનમાં બહુ મજા આવે એ જ ને એ જ ને બહુ મજા આવે

હા ગોવા સાઈડ બહુ મજા આવે એમાં શું પાછું ગરમીવાળું વાતાવરણ એટલે દરિયામાં નાહ્વાની એ મજા આવે ને આમ ગોવામાં બી ફરવાની જગ્યા ઘણી બધી છે પાછી મજા આવી જાય મસ્ત ચિલ બિલ થઈ જાય એકદમ એ જગ્યા એટલે એ જ વિચારીએ કાં હવે પછી આબુથી ઉપરની સાઈડ કાં નીચે સાઈડ બેમાંથી એક જગ્યાએ વિચારીએ છીએ હવે લગભગ તો હવે મહાબળેશ્વર સાઈડ અને આ મહારાષ્ટ્રનો પ્રવાસ કરીશું તો ભેગું ભેગું ગોવા લઇ લઇશું શું ગોવા બાજુમાં જ થઇ જાય એટલો છેટો નથી મહારાષ્ટ્રથી એટલો છેટો નથી એટલે બાજુમાં થઇ જાય અને જોવાઈ જાય હા એ ફરાઇ એ જાય ત્યાં એટલે ને એની જગ્યાએ ફરવાનું થાય વસ્તુ પણ સારી છે ગોવામાં પાછું વળી શું કેટલા એવા નવાં નવાં બીચ હમણાં એ લોકો ગોતે એ માણસો ઉંઆના જે લોકલ હોય ને ઉંઆ પબ્લિક આપણને કોઈ મળે નહીં એમ ખાલી આપણે જ હોઈએ એટલે શાંતિથી માણસ નાહી ધોઈ શકે આરામથી અને ફરવાની એ મજા આવે હા અને પાછા ઉંઆ રાતના જે નાઈટના ક્લબને ઈ બધા કેવા છે એટલે ઉંવા જવાની મજા આવી જાય ને ફરી શકે આપણી અહીયા તો બધી રોક ટોક હોય ઉંઆ તો બધી છૂટ જ છે ઉંઆ ફરવાની હા એ જ ને આપણી અહીંયા છે બાકી ઉંઆ તો બધી છૂટ છે ફરવાની એ મજા આવી જાય અને સાથે સાથે આ નાઈટ ક્લબ ને એ બધા એનો એકપિરિયન્સ મળી જાય માણસને એ કેવાં હોય અહીંયા તો કોઇ દી જોયા નથી આપણે અહીંયા તો હવે રાતના સાડા બાર એક બાર વાગે એટલે પોલીસની જીપ ફરે કે ચાલો આ જે બધો બંધ કરી નાખો હા એ એવો બધો કામકાજ છે શું તમે ક્યાં વિચાર્યા હવે ક્યાંય જવાના ફરવા બરવા